ગુજરાત એક પરંપરાગત સંસ્કૃતિવાળું રાજ્ય છે અહીંયાં અલગ અલગ અલગ અલગ તાલુકા અલગ અલગ જીલામાં અલગ અલગ વાનગીઓ પ્રખ્યાત છે અલગ અલગ જગ્યા ફૂડ સ્ટોલ જોવા મળશે તમને અહીંયા પરંપરાગત રીતે જે વાનગીઓ છે અને એની સાથે આંતરરાષ્ટ્રીય જે વાનગીઓ છે એની સાથે જે સ્ટ્રીટ ફૂડ છે એ બહુ જ લોકપ્રિય છે અલગ અલગ જીલામાં અલગ અલગ વાનગીઓ બનાવામાં આવે છે લોકો દ્વારા અહીં વડોદરાની વાત કરું તો વડોદરામાં બી ઘણી બધી ફૂડ સ્ટોલ છે ઘણી બધી દુકાનો છે જે બહુ પ્રખ્યાત છે આખા વડોદરામાં અને આખા ગુજરાતમાં કેમકે વાત કરીએ તો અહીંયા સેવ ઉસળ જે મહાકાળી સેવ ઉસળ છે અહીંયા વડોદરામાં એની સાથે ટેસ્ટી વડાપાઉં છે જે બહુ પ્રખ્યાત છે બહુ લોકપ્રિય છે દૂર દૂરથી લોકો અહીંયા એ વાનગીઓ ટેસ્ટ કરવા માટે ખાવા માટે આવે છે અત્યારે તો ઈન્ટરનેટનું જમાના ઈન્ટરનેટનું છે એટલે ઈન્ટરનેટ ઉપર બી લોકો અહીંયા આવે છે વાનગીઓ સાથે વિડીયો બનાવે છે અને ઈન્ટરનેટમાં અપલોડ કરે છે જેને જોઈને લોકો આખા દુનિયામાં આખા ગુજરાતમાં આખા ભારતમાં બધાને ખબર પડે છે કે અહીંયા વડોદરામાં આ ટેસ્ટી વડાપાઉ કાં તો મહાકાળી સેવ ઉસળ એવું ઘણા બધા ફૂડ સ્ટોલો ઉપલબ્ધ છે જેને આપણે જઈને ત્યાં ટેસ્ટ કરી શકીએ છે ખાઈ શકીએ છે એ રીતનું ઘણા બધા ફૂડ સ્ટોલ છે જે બહારના જે લોકો છે એમનું એમનું લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે